હા જી હા પા પાક વીમા સંરક્ષણ યોજના છે પછી તમારા ખાતામાં બે હજાર રૂપિયા જમા થાય એ આના માટે તમારે સાત બારનો ઉતારો આવકનો દાખલો આ બધું લઈ અને મામલતદાર ઓફિસે આવી જજો એટલે મામલતદાર ઓફિસમાં અમારો અલગ વિભાગ છે એમાં તમને આ બધી જ જે સુવિધા પૂરી પાડવામાં આવે છે જય ગણેશ હા ખાતરની સબસિડી આપવામાં આવે છે તેન તેની બી તમને સમજ અહીંયા અમારી ઓફિસેથી આપવામાં આવશે અને જે તે વિભાગમાં તમને એની જાણ કરી અમે અહીંથી કરી દઈશું એટલે તમને ખાતર પ્રોવાઇડ થશે અથવા ખાતરની સબસિડી બી તમને તમારા ખાતામાં ડાયરેક જમા થશે આ બિયારણ ડુપ્લિકેટનું ઘણી વખતે બજારમાં ય એવાં તત્વો દ્વારા બિયારણ ડુપ્લિકેટ ઘુસાડવામાં આવે છે તમારી વાત સાચી કેમકે હવે સરકાર એના માટે જાગૃત થઈ છે અને હવે બિયારણ માટેની કોઈ સમસ્યા રહેશે નહીં